ધ અલ્કેમીસ્ટ પોલો કોયલોએ લખેલી નોવેલ છે જેનો ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કીમિયાગર નામે કર્યો છે કીમિયાગર એટલે કે સોનામાંથી લોખંડમાંથી સોનું બનાવવાની કલા જાણનાર આ પુસ્તકમાં એક પાદરીનો છોકરો હોય છે સાંતીયાગો તે તેને એક સ્વપ્ન આવે છે એને અનુસાર ઘણો સંઘર્ષ કરી એને ઇજિપ્તના પિરામિડો સુધી પહોંચી જાય છે અને ત્યાં તેને સ્વપ્નમાં આવેલો ખજાનો મળે પણ છે અને ત્યાં પછી બે થી ત્રણ લોકો જે હોય છે એ તેને મારે છે અને એ હાલતમાં એને છોડી દે છે પછી એમાંનો એક યુવાન બોલે છે બરાબર મને પણ તારી જેમ જ એક સ્વપ્ન આવ્યું હતું અને એમાં મને ખજાના વિષે જાણવા મળ્યું હતું પણ હું કાંઈ ગાંડો નથી કે તારી જેમ જીવનનાં આટલાં અમૂલ્ય વર્ષોને વેડફી અને એ સ્વપ્નની પાછળ દોટ મૂકું અને પછી પેલા છોકરો જે પાદરીનો છોકરો હોય છે સાનતિયાગો તેને સમજાય છે અને તેને ખબર પડે છે કે મારો ખજાનો તો પેલા અંજીરનાં વૃક્ષની નીચે જ હતો અને આમ આ જે નવલકથા જે છે તેનો અંત આવે છે આમાંથી એટલું શીખવા મળે છે તમે કોઇપણ કાર્ય કરવા માટે સમર્થ હો તો દુનિયાની અદૃશ્ય શક્તિ જે છે એ તમારી સાથે કામ કરે છે